હલો હા હા કોણ વિભા બોલે છે અર્જુન બોલું છું બોમ્બેથી હા મેં મારા ફ્રેન્ડ પાસેથી તમારો નંબર લીધો છે તો પેલું શું કે મારે છેને કે અહીંયા ફરવા આવવું હતું ગુજરાતમાં રાજકોટ બાજુ આજુ બાજુ સૌરાષ્ટ્રમાં તો અહીંયા કાઈ અચ્છા તમે લોકલ જ છો તો આટલા આટલામાં શું છે અત્યારે ફરવા જેવું કઈ આવવા જેવું અચ્છા બરાબર તો આમ એટલે આપણે ટ્રાવે ટ્રાવેલિંગ આપણે કરવું હોય આપણે જાવું હોય આપણે તરણેતરના મેળામાં અચ્છા અચ્છા એટલે પેલી પેલી બસો બસ ટ્રેન ને એવું કઈ છે અચ્છા પછી અત્યાર હા બરાબર છે તો અત્યારે અચ્છા અચ્છા અને અત્યારે ઓલા ગીરમાણ્યા જાવું હોય તો કઈ અચ્છા ગુરુમાં બસ બસ કે ટ્રેન એવું કઈ ગીરમાં અચ્છા બરાબર ને શું કે ને આ બરાબર અત્યારે અહીં ટ્રેન કે એવું કઈ જાતું હશે કે નહીં સોમનાથ આજુબાજુ કઈ

અચ્છા અચ્છા અચ્છા બરાબર અચ્છા હા કઈ વાંધો નહીં મારે હવે આવ આવાનું જ છે પછી આપણે આમ જવું છે કચ્છ આજુબાજુ અત્યારે પેલું શું કહેવાય જૂનાગઢ જવું હોય તો ઉપરકોટ કે અહીંયા ભવનાથ ને યા જવું છે હા હા બરાબર છે બરાબર છે હા હા હા અચ્છા બરાબર એવું છે એમને અચ્છા એવું છે એમ કચ્છમાં હતી તો ત્યારે કઈ અતા અત્યાર અત્યારે કઈ હસે કચ્છમાં કે અચ્છા તો ઠીક કચ્છમાં અત્યારે રણોત્સવને બધું

તો પછી આપણે એમ નઈ રાજકોટમાં કઈ છે જોવા જેવું આપણે રાજકોટ અંદર પ્રોપર સીટીમાં કે યા કઈ હા અચ્છા એવું છે એમ નઈ તો આપણે અહીંયા હા બાઇકને હા બાઈક બાઈક કે એવું કઈ રેન્ટ ઉપર મળી જાય કે પછી રિક્ષામાં કે અચ્છા ઓકે હા તો તો સારું કઈ વાંધો નહીં મેં હેને હા તો બસ અમે હેને કદાચ હવે હેને આ વિકેન્ડમાં તો આવી છીએ તો હું તમને આવીને ફોન કરીશ ઓકે ઓકે ડન થેન્કયુ થેન્કયુ